નમસ્કાર હું આ શહેરમાં નવી છું હું અમદાવાદથી આવી છું મારું નામ મોનિકા છે મારે તમારી એક મદદ જોઈએ છે શું તમે મારી મદદ કરશો હા મારે આ શહેરમાં આવ્યે એક અઠવાડિયું જ થયું છે હા અને હું નવી છું એટલે મને ખબર નથી કે આ શહેરમાં આધાર નોંધણી કેન્દ્ર ક્યાં આવ્યું છે હા તો તમે મારી મદદ કરશો આધાર નોંધણી કેન્દ્ર શોધવું શોધવામાં તમે મારી મદદ કરશો આ શહેર મારા માટે નવું છે એટલે

હા તમારો ધન્યવાદ મારી મદદ કરવા માટે કારણ કે આ શહેર મારા માટે નવું છે એટલે મને કંઈ ખબર નથી તે માટે થેન્ક યુ